હલો બસ મજામાં ક્ષિતિજ બોલે છે હા કેમ છે બોલ હા હા હા હા ઓકે હવે એ જે વાર્ષિક ઉત્સવ છે એમાં તારે તારું એકલાનું પરફોર્મન્સ સોલો કરવું છે કે સમૂહમાં તારે ભાગ લેવાની ઈચ્છા છે બે ત્રણ મિત્રો સાથે કરવું છે ઓકે હા તો સૌથી પહેલાં તો તમે તમારા સંગીતના જે શિક્ષક છે આપણી સ્કૂલના આપણી શાળાના એને મળો અને એમની પાસે જઈને તમે બધી વાત કરો અને જે પ્રમાણે તમારો ફ્રી ટાઈમ હોય ક્લાસમાંથી એ પ્રમાણે એમની પાસે કહ્યા પ્રમાણે તમે જઈને પ્રેક્ટિસ શરૂ કરો પછી એ સિલેક્સન કરે પછી એક વખત અમે લોકો જોઈશું કે તમારું પરફોર્મન્સ ને બધું કેવું છે અને એના પરથી પછી ફાઈનલ કર્યા પછી તમે પ્રેક્ટિસ શરૂ કરી દેજો અને એ રીતે તમે આખો કાર્યક્રમ તૈયાર કરજો બરાબર હા એ સિવાય બીજા કશામાં તારે ભાગ લેવાની ઈચ્છા છે

હમ્મ ના તારે અત્યારે પ પોતાનું દરેક ને પોત પોતાનું એક અલગ અલગ જ આ ફોમ આપવામાં આવ્યું છે એટલે આમાં કેવું છે કે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પોતાના માતા પિતાની સહી લાવવાની છે એટલા માટે દરેકને પોતાનું અલગ ફોમ ભરવાનું છે અને જે જેટલી પ્રવૃત્તિઓ લખી છે ને આપણે ફોર્મમાં એ ફોર્મમાં તારે જેમાં હિસ્સો લેવો હોય એમાં તારે સામે ટીક કરવાની અને પછી કન્સન લેટર તરીકે તારા માતા પિતાની એમાં સહી લેવાની અને પછી તારે અને અહીંયા સબમિટ કર્યા પછી તારે જે કોઈ મિત્ર વર્તુળ હોય અને તમારે સાથે કામ કરવું હોય એને જઈ અને જે તે વિષયના શિક્ષકને મળવાનું જેમ કે તારે સંગીતનું કરવું છે તો તારે આપણા મ્યુઝિકના સરને મળવાનું તારે નૃત્યમાં હિસ્સો લેવો હોય તો તારે આપણા ડાન્સના સરને મળવાનું તમારે જો કોઈ ભાષાકીય પ્રવૃત્તિ કરવી હોય તો તમારે આપણા ભાષાના ટીચરને મળવાનું બરાબર છે એટલે એ રીતે બધા મિત્રોને તું જાણ કરી દે હા ભલે ભલે ક્ષિતિજ હા હા વેલકમ